હલો નમસ્કાર હા કઈ જગ્યાએથી એટલે સાહેબ તમારી બેગ બસમાં છૂટી ગઈ છે કે પછી કોઈએ તમારી બેગ ઝુંટવી લીધી છે કઈ રીતનો કેસ બન્યો એટલે તમે ભૂલી ગયા એમ બરાબર તો આપણે એક કામ કરો એસટીનો જે હેલ્પલાઈન નંબર હોય તમારે ત્યાં જે કંડક્તર કે જે ડાઇવર હશે એને પૂછી લો તમે તો ત્યાં તમે કમ્પલેન અહીંયા તો તમે હું તમારી કમ્પલેન નોંધી જ લઉં છું બરાબર તમારી બેગ નિશ્ચિત જગ્યાએ કોઈને મળશે જોશે તો તમને પરત કરી દેવામાં આવશે બરાબર તમે બરાબર હા એ તો તમે તમારા ડોક્યુમેન્ટની ચિંતા ના કરો બરાબર એ તો તમને પરત જ કરી દેવામાં આવશે જો કોઈને મળી જશે ને જો કોઇ સ્વેચ્છાએ આપી દેશે બરાબર સ્ટેશને જમા કરાવી દેશે મિસિંગ મિસ જે મિસિંગ વિભાગમાંથી તમારી બેગ મળી જશે બરાબર તમને પરત સોંપી દેવામાં આવશે એ રહી બેગ બેગની બેગમાં કંઈ પૈસા બૈસા કેટલા હતા જો સર એમાં નોટો કઈ રીતની હતી પાંચસોની હતી હજારની હતી કે બે હજારની બરાબર અને સર તમારા બેગની ઓળખ માટે તમે કોઈ પુરાવા રજૂ કરી શકો એટલે અમે ઓળખીએ કઈ રીતે કે બેગ તમારી હતી કેમ કે દિવસની ઘણી બધી બેગો આવતી હોય એસ ટી ડીપાર્ટમેન્ટમાં આવતી જ હોય છે સર બરાબર અને એની કોઈ કંપનીનો તમોને કંઇ ખ્યાલ ખરો કે કઇ કંપનીની પર્ટિક્યુલર બેગ છે એવી અડીડાસની હતી બરાબર ઓકે એમાં કોઇ જોખમી સમાન તો કોઇ નહોતો ને ઇલેક્ટ્રોનિક સામાન ખરો કોઈ અંદર લેપટોપ બરાબર કારણ કે જો એવી કોઈ બરાબર બરાબર પૈસા કેટલી અમાઉન્ટ હશે અંદર અંદાજીત એ ખબર ખરી સર તમને કારણ કે આમાં આમાં તો સર આ તો બહુ વધારે અમાઉન્ટ કહેવાય આમાં કેવું કે બેગ તમને મળી પણ જાય પણ કોઈ અંદરથી પૈસાની ચોરી કરી લે તો અમને પહેલાંથી જાણ હોય તો સારી ના ના પૈસાને બધું તમને પરત થઇ જશે બરાબર હું તમારી અત્યારે મિસિંગની કમ્પ્લેઇન નોંધી દઉં છું સર બરાબર છે મિસિંગની તમારી કમ્પ્લેઇન હું અત્યારે નોંધી દઉં છું બરાબર પછી આગળની કોઈકની જો તમારું કોઈ બેગ મળી જશે કે એવું હશે તો તમને ફોન કરીને પોલીસ સ્ટેશને બોલાવવામાં આવશે અથવા તો પછી તમારે તમારે એસ ટી સ્ટેશનના મિસિંગ વિભાગમાંથી મેળવી લેવાની રહેશે સર તમારી બેગ સર તમને મળી જશે બરાબર ચિંતા ના કરશો ઓકે સર ધન્યવાદ